ગુજરાતી ભાષા સાહિત્ય કાવ્ય અને અન્ય કલાત્મક અભિવ્યક્તિઓમાં એક વિશિષ્ટ માધ્યમ વ્યક્તિઓમાં વિશિષ્ટ માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ ભાષા સ્વાભાવિક રીતે અભિવ્યક્તિ લય અને લોક જાગૃતિની અનુભૂતિ અને વિવિધ ભાવોને રજુ કરે છે ગુજરાતી ગરબામાં માતાજીની સ્તુતિ ચાલીસા અને આરતીમાં તેમનો ઉત્પત્તિથી માંડીને તેમનાં દરેક પરચાઓનું ગાથા ગાવામાં આવી છે દુનિયાનાં દરેકે દરેક દેશ દરેકે દરેક ખૂણામાં ગુજરાતી તો વસે જ છે એટલે તો કહેવાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત